મેં લાઈવ મોડલ અને સ્ટેન લાઈવ સેટઅપ બંને સાથે કામ કર્યું છે મારો સ્ટેન લાઈવ સાથેનો અનુભવ સારો હતો એમાં મને કોઈ તકલીફ નથી પડી પણ જ્યારે મેં લાઈવ મોડેલ સાથે કામ કરવાનું ચાલુ કર્યું ત્યારે મને એક અલગ જ અનુભવ થયો એમાં એવું હતું કે જે અમારું લાઈવ મોડલ હતું એના એક્સ્પ્રેશન બહુ સારા હતા એટલે અમે એને એકદમ પોતે જ્યારે મેરેજ કરે ત્યારે કોઈ છોકરીના અનુભવ કે એના ફિલિંગ્સ કેવા હોય એ એને અમે કીધું કે તારે આવા ફિલિંગ આજે તારું મેરેજ છે અને તારે તારે એવું લુક આપવાનું છે તો એ અમે એનું ચિત્રકામ કરતા તા પણ એ છોકરીનું એક્સ્પ્રેશન બધું સરસ હતું અમે કામ ચાલુ કર્યું અને પછી વચ્ચેથી એને પાણી પીવાનું થયું તો એ પાણી પીવા માટે થોડું બ્રેક લેવા માટેનું કરવાનું કર્યું પછીથી જ્યારે એ એક્સ્પ્રેશન લાવીને ફરીથી આગળ કામ વધારવાનું કર્યું તો એ છોકરી કરી ના શકી અને એવું થયું કે એ ચિત્રકામ એ અમારું સબમિશન વર્ક હતું લાસ્ટ યરનું તો એ ચિત્રકામ અમારું અમે જેવી આશા રાખી તી એ પ્રમાણે અમે કમ્પ્લીટ કરી શક્યા નહીં એના માટે અમને બી થોડું ખરાબ અનુભવ થયો અને એ છોકરીને બી થોડું એવું ફિલ થયું કે મેં તમને સારો સપોર્ટ ના કર્યો